જો પ્રવાસીઓનું તો કામ જ છે કે ભાઈ ક્યાંય પણ સારી જગ્યા શોધીએ અને એને ટ્રાવેલ કરવું કારણ કે તેથી જે જેની હોબી હોય છે અને ટ્રાવેલ કરવાની એ દુનિયાનું ખૂબ મોટામાં મોટું અને ખાસ એને ખબર પડે ને આ જગ્યા તો જોવા જેવી છે કે કંઈક સારું છે જાણવા જેવું કે જોવા જેવું એ જગ્યા તો એ મુકતા નથી તો ટુરિઝમ તો આપણને હર દુનિયાના ખૂણે મળી જ જવાના છે અને મારા વિસ્તારમાં તો હું રહું છું જૂનાગઢમાં તો જૂનાગઢ તો કહેવાય કે રાજાઓનો નવાબોનો ગામ તો નવાબોના ગામમાં જોવા માટે ઘણું મળી જવાનું છે ઉપરકોટનો કિલ્લો હોય કે દામોદર કુંડ હોય પ્રાણી સંગ્રહાલય જેવું પ્રાણી સંગ્રહાલય હોય કે પછી કોઈ બીજું પણ તમને મારા તો જૂનાગઢમાં ટુરિઝમ મળી જ જશે અને ખાસ ટુરિઝમ તમને ખબર છે ક્યાં આવ્યો છે શિવરાત્રીના મેળાનો અને લીલી પરિક્રમાનો લીલી પરિક્રમાનું ખૂબ જ મહત્વ છે અમારા જૂનાગઢમાં જે ગિરનારની ફરતે કર અને સ્પેશિયલી જયારે શિયાળો હોય છે ને ત્યારે ગિરનાર ઉપર પણ ઘણું ખરું ટુરિઝમ હોય છે ઇવન વિદેશથી પણ ટુરિસ્ટ આવે છે ગિરનાર ચડવા માટે અને અહીંયાનું બીજું ઘણું બધું છે જોવા જેવું જેમ કે દામોદરકુંડની જ વાત કરવી હોયને તો તમે કોઈપણ ચાર ધામના

સો કોઈપણ યાત્રાવાસી પણ જૂનાગઢમાં જરૂર આવે છે એની યાત્રાનું ફળ પૂરું કરવા માટે તો ટુરિઝમ તો મારું પ્રવાસીઓ કે જે પણ જ્યાં ટ્રાવેલ ટ્રાવેલર કે જેને ટ્રાવેલ કરવું ખૂબ જ ગમે છે એ તમને મારા વિસ્તારમાં તો જોવા મળશે જ અને ખાસ મહા શિવરાત્રીનો મેળો ભવ્ય ઉજવણી થાય છે હો મારે મહાશિવરાત્રી ઉપર મતલબ બહારથી સાધુઓ આવે છે સંતો આવે છે ગિરનારમાં રહેલા સંતો પણ બહાર આવે છે અને ભવનાથના કુંડમાં દર્શન કરવા આવે છે અને સ્નાન કરવા આવે છે કેહવાય છે કે સાક્ષાત મહાદેવ પણ અહીંયા આવે છે અને સ્નાન કરે છે તો હવે તમે આટલા ઉપરથી તો અંદાજો લગાવી જ શકો છે કે મારા વિસ્તારમાં કેટલું પ્રવાસીઓનું સ્થાન મતલબ કેટલા પ્રવાસીઓ આવતા હશે જયારે ખુદ સાક્ષાત ભગવાન પણ આવે છે શિવરાત્રીમાં અને કહેવાય છે કે શિવરાત્રીમાં માત્ર શિવજી જ નહીં કૃષ્ણ ભગવાન પણ અને બીજા કેટલા દેવી દેવતા પણ રૂપ બદલીને અહીં શિવરાત્રીનો લાભ લેવા માટે આવે છે